હેલ્લો

હા હું આશાબેન જ વાત કરું છું અમારે ત્યાં બધાં જ પ્રકારનાં ફર્નીચર થાય છે પણ તમારે કયું કરવું છે હા હા તો વાંધો નહીં અમે રસોડાનું પણ ફર્નિચર કરીએ છીએ અને એમના ભણતર માટેનું તમે જે કહો છો એ પણ અમે કરીએ જ છીએ ફર્નિચર હા હા એટલે આમ તો જોવા જઈએ તો રસોડાનું જે ફર્નિચર થાય છે એના ત્રીસ હજાર કારણ કે એમાં એટલો બધો માલ સમાન બહુ વપરાય નહીં પણ જે ભણતરનું તમે જે કહો છો ને એનાં પચાસ હજાર થાય છે હા હા હા એટલે એમાં કેવું છે કે અમે જે સનમાઈકાને એ બધું અમારો જે માલ સમાન જે છે ને ફર્નિચર માટેનો તે સારી એવી ગુણવત્તાવાળો હોય છે એટલે એ પ્રમાણે ભાવ હોય જ છે હા હા એટલે પણ કદાચ એવું એ હોય ને કે એમણે ઓછી ગુણવત્તાવાળો માલ સમાન અને ઓછા પૈસે થાય એવું કરાવ્યું હોય એટલે એવું જ થાય ને એટલે આમાં કેવું હોય કે જેવા પૈસા ખર્ચો એ રીતનું કામ થાય પછી હા હા હા એટલે એમાં વાં એમાં પ્રશ્ન જ નહીં આવે અમે એકવાર કામ કરીશું ને એટલે પછી તમને ખબર પડી જશે કે અમારું કામ કેવું છે એવું આપણે લાવારીસ જે છે ને ત્યાં પટેલવાડી જે છે ને એનાં બાજુમાં જ છે અમારી દુકાન હા હા હા એટલે એક કામ કરજો તમે આજે સાંજ સુધીમાં અમારી અ દુકાન આવીને રૂબરૂ મુલાકાત લઇ લેજો એટલે તમને ખબર પડે કે કેવી ડિઝાઈને છે ને એ બધું અમારે ત્યાં અહીંયા છે જ હા હા વાંધો નહીં છ વાગ્યા સુધી ખૂલ્લી જ હોય છે અને અમે બધા હાજર જ હોઇએ છીએ હા હા એટલે એમાં કેવું છે કે તમે એકવાર આવીને જાતે ડીઝાઈન ને એ નક્કી કરી લો ને પછી અમારા ત્યાંથી ચાર કે પાંચ જણની ટીમ આવશે અને કામ ચાલું થઈ જશે

હા હા હા એટલે વાંધો નહીં તમે તમારા સમય મુજબ અમને કહી દેશો એટલે અમે કરી શકીશું એ રીતે હા હા હા વાંધો નહીં કરી શકીશું અમે હા હા વાંધો નહીં એ તો તમે આજ સાંજ સુધીમાં ડીઝાઈન ને એ નક્કી કરી જાવ પછી અમારી ટીમ આવી જશે ઓકે પછી તમારું કામ ચાલું પણ થઇ જશે હા હા હા વાંધો નહીં હા હા ચોક્કસ હા